હા એકે ફ્લાવરસ માંથી બોલી રહ્યા છો હા હવે મેરેજની લગ્નની જે તારીખો છે એ મારે તમને લખવાની હતી અને એમા કયા કયા ફ્લાવર્સ જોઈસે અને કેટલી વરમાળાઓ ને શું જોઈસે એ મારે લખાવાનું છે હા હા તમે જાન્યુવારીની બધી તારીખ નોંધી લો એમા સોળ સોળ જાન્યુવારી છે પછી વીસ સોળ જાન્યુવારી પછી છે વીસ જાન્યુવારી બાવીસ જાન્યુવારી અને છવીસ જાન્યુવારી અને લાસ્ટ છે અઠયાવિસ જાન્યુવારી હા આ બધામાં હા આ બધામાં વરમાળાઓ જોઈસે કોમનમાં અને ફલા બધામાં જે ફૂલો છે યેલો ફ્લાવર જોઈસે ગુલાબ જોઈસે અને બાકીમાં હા બાકીમાં જે ખરાબ ન થાયે એવા આપળે જે બુડો ગુલાબને એ આવે છે ને એના બુકે બનાવાના છે કે જેથી આપળે ડેકોરેશનમાં ઇ યુસ કરીએ ને તો એ બીજા દિવસ સુધી પણ ખરાબ ના થાયે હા એમા એવી જ છે કે બધામાં બધી જે તારીખો છે એમા અલગ અલગ કોનટેટીમાં જોઈસે જેમકે જે સોળ જાન્યુ સોળ જાન્યુવારી ની જે તારીખ છે એમા એમા મને કુલ ત્રણ વરમાળા હા અને પછી એમા પાંચ કિલો જે પીળા પીળા ગલગોટા છે એ જોઈસે હા અને એની સો એની જે તમે જે લાઇન બનાવો છોને જે વીસ વીસ ફૂટની એની મારે એવી એસી લાઇન જોઈસે ડેકોરેશન માટે હા હા અને એમા હા અને મંડપ માટે જે મે બુકે કીધા છેને એ મંડપ ડેકોરેશન માટે છે એ બુકે એ રીતે બનાવાના છે કે જે પેલા દિવસે પણ કામ આવસે અને બીજા દિવસે પણ કામ આવે એ રીતે બોડો ગુલાબ અને એ રીતે બનાવાના છે

ના મને એ દિવસે સવારે જોઈસે

ઓકે અને પછી વીસ હા હું તમને એ બધા લોકેશન તમને આપી દયું છુ વૉટ્સઅપ ઓકે ઓકે